નવા તરવૈયા હોય છે જે શીખવા માગતા હોય એ શું ભૂલ કરે છે તો હું જણાવું કે એ લોકો પાણીને જોઈને પહેલાં તો ખૂબ જ ડરી જાય છે અરે ડરનાં લીધે એ લોકો એવું વિચારી લે છે કે હું ક્યારેય તરીશ નહીં બસ એ મેન્ટાલીટી છે તમારી માનસિકતા છે કે તમે ક્યારેય તરી નહીં શકશો બસ એ પહેલાં કાઢવી ખૂબ જ જરૂરી છે જો એ તમારા મનમાંથી નીકળી જાય કે હુ તરી નથી શકતો તો તમે ગમે તેટલું સ્વિમ કરી શકો છો તરી શકો છો અને તરતી વખતે લોકો શું ભૂલ કરે છે અને એ ભૂલ એ કરે છે કે તમે તરતી વખતે એક સારા એવા ટ્રેનરને બાજુમાં રાખો જેથી તમારો એ તરવાનો ડર છે જે ડૂબવાનો ડર છે એ તમે હંમેશા માટે કાઢી લો અને સારા એવા ગુરુની સાથે તમે જો સ્વિમિંગ કરો તો તમારું શીખવાની જે જર્ની છે તમારી જે જાત્રા છે શીખવા માટેની એ શુભ સુખદ સારી રહે છે અને તરવા માટે તમારે એમના જે ગાર્ડ્સ આવે છે જે પહેરવા હોય ત્યાંથી તમે શરૂઆત કરી શકો છો જેથી તમે ખૂબ જ સારી રીતે તરી શકો છો અને તો છે ને આ ડર તમારા અંદર જે હોય છે એ કેવી રીતનાં તમારે કાઢવો તો એનું હુ તમને જણાવું કે તરતી વખતે તમારે કંઈ જ વિચારવાનું નથી એકવાર ઊંડો શ્વાસ લેવાનો છે અને થોડીક એક્સરસાઇજ કરવાની છે અને તમને સ્ટાર્ટિંગમાં તમને લાગશે કે આમાં કૂદીશ તો હું ડૂબી જઈશ બસ એ જ ડર તમારે કાઢીને ડર્યા વગર પાણીની અંદર તમારે ભૂસકો મારવાનો છે અને ભૂસકો માર્યા પછી તમારે તમારા હાથ બધી કોર તમારે હલાવવાના છે અને પણ એ હાથ હલાવવાની એક તરકીબ છે એક યોગ્ય રીત છે એને તમારે તમારા ગુરુ પાસે જાણીને પછી એ તરવાની યાત્રા શરૂ કરવી જોઈએ તો આ રીતે તમારે તરવાની ક્રિયા શરૂ કરવી જોઈએ